હવે આપણે ગુજરાતમાં લોકપ્રિય કોમેડીની તો આપણે વાત કરીએ તો જેવી આપણે હિન્દી હિન્દી ભાષાની કોમેડી છે જે સ્ટેન્ડ અપ કોમેડિયન છે એવી આપણાં ગુજરાતમાં તો છે નહીં અને ગુજરાતમાં આપણે જોઈએ તો ખાસ કરીને જે છે ને આપણે ડાયરા થાય છે ગુજરાતમાં ખાસ કરીને અને સૌરાષ્ટ્રમાં તો ખાસ એમાં આપણે જોઈએ તો માયાભાઈ આહીર છે ધીરુભાઈ સરવૈયા છે શાહબુદ્દીન રાઠોડ છે સાંઈરામ દવે છે આ બધા કોમે કોમે કોમેડી ક્લબ કરતાં એકદમ અલગ અલગ રીતે તરી આવે છે અને એને શું કહેવાય કોઈપણ વલ્ગર વલ્ગર વલ્ગારીટી નથી હોતી એની વાતમાં કે શું કહેવાય કે કોઈપણ પછી એની વિચિત્રતા એની વાતમાં હોતી જ નથી અને આપણે આપણે જોઈએ તો આપણે માયાભાઈ આહીર છે તો આપણે એમાં એમાં આપણે જોઈએ તો વેદો અને પુરાણોની વાતો હશે જેમ કે ભગવા ભગવાનની વાતો પણ કોમેડી સાથે જોડી દે છે એ લોકો અને એનું આપણે એક આપણે શું કહેવાય સૌથી મોટું ઉદાહરણ છે એ એ છે કે જ્ઞાન સાથે આપણને ગમ્મત જોવા મળે છે અને એકદમ મજા કરે છે પછી આપણે છે સાંઈરામ દવે છે જેઓ ડાયરા ડાયરામાં હોય તો ગમે તેને ઊભો કરે અને ગમે તેને કોમેડી પ્રશ્ન પૂછવા લાગે કે ભાઈ શું છે ને શું કરતો હતો ને ક્યાં જતો ક્યાંથી આવ્યો ને પછી શાહબુદ્દીન રાઠોડ છે એ તો ઉત્તર ગુજરાતના સૌથી મોટા હાસ્ય કલાકાર છે અને એમની તો આપણને હાસ્ય કથાઓ એટલી બધી જોવા મળે છે અને પછી અત્યારે આપણે જોઈએ તો અત્યારના સમયમાં તો છે તો તે અત્યારના સમયમાં આપણે જોઈએ ને તો સ્ટેન્ડ અપ કોમેડીયન જોઈએ છે આરજે મીમી છે પછી ઓલો આરજે મીત છે એ બધા એ તો બધા તો છે ને અત્યારે ગાળો બોલી બોલીને હસાવે છે પણ આ બધા છે જે આપણે કલાકારો છે ડાયરાના એ બધા રહ્યાને એ તો એને એ લોકો જ્ઞાન સાથે ગમ્મતને જોડી દે છે એકદમ પરસ્પર રીતે એકદમ જોડી દે છે અને એની વાતમાં કોઈપણ પ્રકારની વલ્ગારિટી હોતી જ નથી અને આપણને એકદમ મજા પડવી દે છે અને પછી આપણે જોઈ જોઈ જોઈએ તો ઓલા રાજભા ગઢવી છે એ તો એ તો બધા સાહિત્યકારો છે પણ એની વાતોમાં પણ આપણે જોઈએ તો આ કોમેડી ઘણી વાર જોવા મળે છે ખાસ કરીને માયાભાઈ આહીર છે તો આપણે ભગવાન રામની વાત હોય કોઈ કે પછી ભગવાન કૃષ્ણની વાત હોય જેમકે આપણે રાક્ષસની વાત લઈ લો રાવણની વાત છે એ બધાની વાત સાથે કોમેડીને જોડીને અત્યારે હજારો માણસો વચ્ચે વાત કરી શકે છે